હા સર મેં એક રિક્ તમારા જ કોલેજનો એફ વાય બીએસસી નો સ્ટુડન્ટ બોલું છું પેલું ઓકે સર એમાં છે ને મેં છે ને એફ વાય બીએસસી ના ક્લાસમાં છું પાર્ટ એ હવે ગુજરાતી ગુજરાતી હવે એમાં છે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ સર હવે પપ્પા ગવર્મેન્ટ જોબ કરતા હતા તો પ્રોબ્લેમ એ થઈ ગઈ કે પપ્પાનું ટ્રાન્સફર થઈ ગ્યું છે અમદાવાદમાં અમદાવાદમાં

તો એમાં છે ને સર મારે અમદાવાદ ટ્રાન્સફર લેવા પડવાનું છે તો કોલેજમાંથી મને તમે લખી આપો કે આ પ્રોબ્લેમ છે તો એના લીધે ટ્રાન્સફર લે છે તો મેં અમદાવાદ કોલેજમાં આપું તો મારું થઈ જાય એવુ છે બાકી મારે કેવું છે આ વર્ષ ડ્રોપઆઉટ લેવો પડે એમ છે તો તમે થોડુંક મને કઈક કરી આપો સેટિંગ તમારું કઈ હોય તો મને જરાક ફાવે હા હા

એટલે સેમ બ્રાન્ચ તા પણ છે તમારી સેમ બ્રાન્ચ ત્યાં પણ છે

ઓકે સર ચાલોને મેં ફેમિલી જોડે વાત કરી જોઉં પણ એમાં હવે કેવું છે સર હોસ્ટેલમાં પહેલાંથી રહેલાં નહીં મળે ફેમિલીથી દૂર રહેલાં એટલે થોડુંક પ્રોબ્લેમ પડે એવું છે તો થોડુક હા હા સર થેંકયૂ થેંકયૂ પાકું હા પાક્કું

ઓકે ઓકે સર ચાલોને હા

હા ચાલોને હા કરીએ